ભારતમાં લોકો સૌથી વધારે બાર જ્યોતિર્લિંગને માને છે આ બાર જ્યોતિર્લિંગ અલગ અલગ જગ્યાએ આવેલાં છે એમાં પહેલું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે આ જ્યોતિર્લિંગમાં દર્શનાર્થીઓ અનુરૂપ વધારે ભીડ હોય છે આ જ્યોતિર્લિંગમાં દર્શનાર્થીઓ ખૂબ જ લાંબી સંખ્યામાં આવેલા હોય છે ત્યારબાદ ભારતમાં હાલ સૌથી વધુ મુલાકાત લેતા હોય એવું મંદિર એટલે કે હાલ બનેલું રામ મંદિર

ચુકાદો રામ મંદિરની હિસામાં આવ્યો ત્યારે લોકો ખૂબ જ ખુશ થયાં અને સૌથી વધારે ચાહત જે અનુભવી એ રામ મંદિર છે ધાર્મિક સ્થળો ઉપર ઉજવાતા ઉત્સવો જેવા કે જૂનાગઢમાં મહાશિવરાત્રીના દિવસે શિવરાત્રીનો મેળો એટલે કે ગુલાબનો મેળો ભરાય છે આ મેળા ના દિવસે આ મેળામાં ખૂબ જ દર્શનાર્થીઓ આવે છે ને ખૂબ જ ભાવપૂર્વક આવે છે ત્યારબાદ ભારતમાં કેદારનાથ એ પણ જોવાલાયક અને વધુ મુલાકાત લેવાતું સ્થળ છે આ ધાર્મિક સ્થળનું ખૂબ જ મહત્વ છે અને એના રિવાજો પણ અલગ અલગ હોય છે આ ધાર્મિક સ્થળે જવા માટે છ કિલોમીટરનું ચઢાણ કરવું પડે છે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે બરફ પડતો હોય છે ખૂબ જ ઠંડી હોય છે પરંતુ દર્શનાર્થીઓના ભાવના કારણે આ જગ્યાએ પણ ખૂબ વધુ લોકો જાય છે આ જગ્યાના દર્શનનું પણ ખૂબ જ વધારે મહત્વ આવેલું છે આ જગ્યા ના રીતિરિવાજો પણ ખૂબ અલગ છે તેનામાં એક મુખ્ય કેદારનાથનું મંદિર છ મહિના પૂરતું જ ખુલ્લું રહે છે અને છ મહિના પછી બંધ થઈ જાય છે આ મંદિરમાં ખૂબ જ મહત્વ છે દર્શનાર્થીઓ છ મહિનામાં ખૂબ જ ત્યા વિઝીટ કરે છે અને તેના દર્શન પામે છે આ ખૂબ જ અગત્યનું મંદિર ગણવામાં આવે છે આવા કેટલાં બધાં ભારતમાં અલગ અલગ મંદિરો આવેલાં હોય છે અને આ મંદિરો ખૂબ જ મહત્વ ધરાવતાં હોય છે